ગુજરાત રાજ્યમાં અનેક કવિઓ અને લેખકો થઈ ગયા જેમાં વાત કરવામાં આવે તો મનુભાઈ પંચોળી પ્રેમાનંદ નરસિંહ મેહતા ધુમકેતૂ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી વગેરે જેવા મારું મનપસંન પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા છે જે શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવી હોય તેવું માનવામાં આવે છે અને આમાં કૌરવો અને પાંડવોની વાત કરવામાં આવી છે તેમાં વાત કરીએ તો ભીમ નકુલ સહદેવ યુધિષ્ઠીર અર્જુન અને તેમની પત્ની દ્રૌપદીની વાર્તા લખવામાં આવેલી છે મારા જીવનમાં મને એ પ્રેરણા મળે છે કે કોઈ પણ માણસને મદદ કરવી જોઈએ અને કોઈ પણ માણસને મદદ કરવા માટે ગભરાવવું જોઈએ નહીં આ બધી પ્રેરણાઓ અને બોધપાઠ આ શ્ર શ્રીમદ ભગવદ્ ગીતાના માંથી મળે છે